ચાલો ચાલો આમ હા સર ગુડ આફ્ટરનુન મેમ છેને એકચ્યુલી મારે છેને અમુક કલાસના લઈને જે પ્રશ્ન છે એનું સોલ્યુશન લઈ આવવું છે હં હં એવુ છે કે ક્લાસમાં છેને અમુક સ્ટુડન્ટસ એવા છે કે જેમનું ધ્યાન ન હોય ભણવામાં અથવા તો કોઈ બીજા ઇસ્યુ હોય છે કે એના લીધે અમુક એ જે કરવું હોય એ નથી કરતા તો એનાં મારે કંઈ રીતે એક્શન્સ લેવા કારણ કે હું એમને કહું છું કે તમારે આમાં આજ કરવું જોએ ભણવામાં ધ્યાન આપવું જોઈએ થોડુંક એવું બને ત્યાં સુધી પ્રેમથી એને કહું છું પણ તો એને હવે એમાં પણ નથી કંઇ સુધારો તો મારે શું શું હવે એક્શન્સ લેવા જોઇએ એટલા માટે મારે તમારા સજેશન જોઇયે છે હં હા હા ઓકે મેમ

ના ના એવુ કોઈ નથી હા એક છે એક છોકરો છે જે છેને એવો છે કે આમ માને નહીં અને એનું હોમવર્ક પણ કમ્પ્લીટ ના હોય મિત અધ્વર્યુ કરીને છે ઓકે હા ભલે ઓકે મેમ હું મેમ આને પૂછેને ધ્યાન આપીશ ઓકે ચલો હા ઓકે બાય